સમય જતાં બાકીની દુનિયા સાથે ગુજરાત પણ ઘણું બદલાયું છે એના સંબંધ પણ ઘણા બદલાયા છે જો વાત કરું તો નરેન્દ્ર મોદીજી નામનું એક સ્ટેડિયમ બનવામાં આવ્યું છે જ્યાં આઈપીએલની રમતો રમાતી હતી અને એ રમતો જોવા ઘણા લોકો વિદેશથી રાજસ્થાનથી ઘણી બધી જગ્યાએથી એ મેચ જોવા આવતા હતા એ આઈપીએલ જોવા આવતા હતા અને એ મેદાન ઘણું મોટું છે એ અમારા રાષ્ટ્રપતિ શ્રી નરેન્દ્રભાઈ મોદીની યાદમાં બનાવવામાં આવ્યું છે એ ઘણા નેક ઈન્સાન છે બીજી વાત કરું તો એ છે પ્રતિમાની વાત મારા ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની એક પ્રતિમા બનાવવામાં આવી છે જે ખૂબ વિશાળ છે સરદાર વલ્લભભાઈ પટેલે ગુજરાતના સાહિત્યમાં ઘણો મોટો ફાળો ઉજવ્યો છે જેમકે કહીએ તો એમને લોખંડી પુરુષનું નામ પણ મળ્યું હતું એ પણ એમના આ કાર્યને લીધે એમને મા નામ મળ્યું હતું ગાંધીજીએ એ નામ એમને આપ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ હવેથી લોખંડી પુરુષના નામે ઓળખાશે એ લોખંડી પુરુષ જે આપણી સમાજસેવામાં એટલો મોટો ફાળો રાખ્યો છે કે આજે હું ગર્વ કરું છું એ મારા ગુજરાતી હતા અને એની ઉપર તો ઘણા ગીતો બન્યા છે અમે ગુજરાતી લેરી લાલા સરદારજી ગુજરાતી પટ સરદાર પટેલ ગુજરાતી ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી ગુજરાતી ગુજરાતીઓની બોલબાલા અમે ગુજરાતી લેરી લાલા હું ગર્વ અનુભવું છું અને સમય જતાં મને આશા છે કે એ પ્રતિમા એ મેદાન એટલું પ્રખ્યાત બનશે કે એ માણસો યાદ કરશે કે શું મેં શું કામ કરી ગઈ મેં શું કામ કર્યું કે લોકો મને આટલો પ્રખ્યાત રાખે છે અને અમારા બધાના મનમાં સરદાર વલ્લભભાઈ પ્રત્યે ઘણું માન છે એમણે જે કાર્યો કર્યા છે એ જે લોકોને પછાતમાંથી બહાર કાઢ્યા છે એમને એક એક સમસ્યા સમજી હતી એમને ગાંધીજી સાથે રહીને અનેક કાર્યો કર્યાં હતાં અને એટલે જ તો એમને આટલા સારા નામ મળ્યા હતા એ પ્રતિમા ખૂબ ઊંચી છે એ પ્રતિમા આપણે કહીએને કે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી એ સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતાં પણ મારા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યૂ બહુ મોટી છે અને લોકો એને જોવા ઘણા દૂરથી આવે છે અને લોકો એ માન અનુભવે છે કે એ ગુજરાતમાં આવ્યા આ પ્રતિમા જોઈ અને આ વ્યક્તિનું માન કરે છે ત્યાં સાંજે લેજર લેઝર શો જોવામાં આવે છે જે સરદાર વલ્લભભાઈ પટેલે કરેલી અનેક કાર્યો અનેક સંબંધો અનેક ક્ષેત્રોમાં કેવી રીતે એમને કયું કાર્ય કર્યું એમણે આઝાદીમાં કેટલો ફાળો મેળવ્યો છે કેવી રીતે મેળવ્યો છે એ બધી જ વાતનું એમણે એમાં મેન્શન કર્યું છે એમાં લખ્યું છે એ લોકો એ બતાવે છે કે આવા પણ માણસ ગુજરાતમાં જન્મી ગયા છે આવા પણ લોકો ગુજરાતી છે અને હું ગર્વ અનુભવું છું કે હું ગુજરાતી છું